હલો હા બોલો હા જી સર બોલો હા હા હા તો થઇ જશે બોલો ઓકે હા હા હા

બરાબર છે હા હા હા હા એટલે આપણે બધું કરીએ જ છીએ હા બધું જ કરીએ છીએ બરાબર છે બરાબર છે

બરાબર છે ઓકે વાંધો નહીં હવે ચાર્જીસ તો એમાં કેવું હોય છે કે તમારે પહેલાં તો છે ને અહીંયા આગળ આવું પડશે સ્ટુડિયોમાં ને તમારે અમુક વસ્તુઓ પહેલાં જોવી પડશે કે તમારે કઈ રીતનું કયો કેમેરો યૂસ કરવો છે તમારે પછી વિડિયોગ્રાફી છે એ બધું તમારે જોવું પડશે તમને હું અમુક સેમ્પલ પણ બતાવીશ અહીં આગળ આવશો તો આપડી જોડે બીજા ઘણા બધાના જે લગ્નનાં પ્રી વેડિંગ શૂટ કરેલાં છે મેરેજનાં છે સગાઈનાં પીઠીનાં દરેક જાતના આપણી જોડે ફોટોગ્રાફ ને બધું અવેલેબલ છે તો તમે શું કે હું બતાવું ને તો તમને ખ્યાલ આવી જાય બરાબર છે તમને કેવી રીતનું કરાવવું છે ને કેવું છે એવું હવે એચયુલી તમારે કેવું છે કે થીમ બીમ એવું કશું છે થીમ પ્રમાણે કરવાનું છે કે એવું છે કશું કે નોર્મલ છે હા હા હા વાંધો નઈ સર તમને હું હું તમને છે ને અમારું અડ્રેસ છે ને મેસેજ કરી આપું છું એમાં એમાં કેવું છે કે હું તમને પ્રાઈસ અત્યારે કહીશ ને તો એટલો બધો ખ્યાલ નહીં આવે તમે એક વખત આવો અમારી સોપ પર તમે અમને મળો તમને હું બધા સેમ્પલ બતાવું પ્રાઈસની વાત તો તમને હું કરી આપીશ અડજેસ તમારા બજેટ પ્રમાણે તમને જે ફીટ થતું હશે એ કરી આપીશ ઓકે તમને નિરાશ નહીં થવા દઉં ઓકે હા હા હા બરાબર ના ના ના ના હવે તમે એમનું નામ લીધું એટલે એમનાં નામ પર તમને સ્પેસયલ ડિસ્કાઉન્ટ મળશે બસ તમે એક વખત આવીને હું તમને ખાલી અડ્રેસ વોટસેપ કરી આપું છું તમે આવીને મને રૂબરૂ મળી જાઓ હું અત્યારે અહીંયા શોપ પર જ છું બરાબર છે હા હા હા વાંધો નહીં મેં તમને શું કીધું હું તમને નિરાશ થઈને પાછા નહીં જવા દઉં એટલું તમે ઓકે હા મળીએ આપણે હા આવો આવો મળીએ આપણે